મારું જ્યારે મોર્નિંગ વોક પતી ગયુંને પછી હું કસરત કરવામાં થોડાક પગમાં પેલી ઘૂંટીની આગળ મચકોડાઈ ગયું તો એમાં નજીકના હોસ્પિટલની મેં તપાસ કરી લોટસ હોસ્પિટલ છે એ ખૂબ મોંઘી છે અને ડોક્ટર હાઉસનું છે ને ટ્રીટમેન્ટ નથી આપતા બરાબર હવે સિવિલમાં જવામાં હું ધક્કા બહુ ખવડાવે અને કસ્તુરબાની અંદર આપણી ઓળખાણ હોય તો એ લોકો વહેલું કરે ને ઓળખાણ નઈ હોય તો એ લોકો મોડુ કરે અને એક હોસ્પિટલ સુરતમાં આસુતોસ હોસ્પિટલ છે પણ એમાં આપણને ટ્રાવેલિંગમાં પોસાય એવું નથી હવે કઈ હોસ્પિટલમાં જવું જોઈએ પછી છેલ્લે આ કસ્તુરબા હોસ્પિટલ મને ઠીક લાગે છે આપણે એમાં જઈએ